કલ્યાણ બેન્કમાંથી બોલો છો મારે કાર લોન લેવી હતી હું અત્યારે તો મતલબ ગવર્નમેન્ટમાં છું હા મારે વરના લેવી છે મારે મતલબ લોન ઉપર થાય તો બધું લોન ઉપર જ કરવું છે મારી ઈન્કમ અત્યારે થર્ટી થૉઉસન્ડ પર મન્થ હે હા ના નથી ભરતી ના બીજું મતલબ કાંઈ નથી મારે ખાલી આ જોબ ઉપર જ ચાલુ છે ઘરમાં હું મારા પેરેન્ટ્સ છે અને મારા બે સિબ્લિંગ્સ છે મારે નેક્સ્ટ મન્થથી પાસ થઈ જાય તો ચાલુ કરવી છે લોન મને કેટલા હા હા અને તમે ખાતરી આપો છો કે લોન પાસ થઈજ જાશે કેટલા ટકા ઇન્ટરેસ્ટ મતલબ આપશો તમે આટલું બધું અરે હા તો મને તમે કોલ કરજો કયા કયા ડોક્યુમેન્ટ લઈને આવાનું છે